ભારતની જાણીતી નૃત્ય શૈલી છે બહુ બધી છે એમાંથી હું મને યાદ છે એટલી હું બોલીશ ગરબા મારી ફેવરેટ છે ગરબા પછી કથક ભરતનાટ્યમ રાજસ્થાની ફોક ડાન્સ અને આ બધામાંથી જાણીતા નૃત્ય કલાકાર વિશે મને તો વધારે ખબર નથી પણ હું જણાવું એક છે રાજન સોરઠિયા કરીને શું ગરબા રમે તમે એના ગરબા જુઓ ને તો તમને એમ થાય કે આ કઈ રીતે રમતો હશે બસ આ ગરબા રમવા તમને બહુ જ ગમશે બસ એક વાર રાજન સોરઠિયાના ગરબા જોઈ લેજો એટલે મજા આવશે પછી તમને પણ એમની સાથે ગરબા રમવાનું મન થશે